હલ્લો હા સાઈરામ આઇસક્રીમ પાર્લરથી બોલું છું અ શુ આપણે આઇસક્રીમને તમારે જોઈતા હોય તો કેસર પિસ્તા છે બટરસ્કૉચ છે ચોકલેટ છે કાજુ દ્રાક્ષ છે રાજભોગ છે તમારે એ ખાવી હોય તો કઈ લેવી છે અને તમે કેટલા જણ છો દસ જણા છો તો દસ જણા માટે તમે કહેતા હોય તો તમે એક આ મેં નવું ચાલું કર્યું છે આઇસક્રીમ ઊંધિયું જેમાં તમને બધી આઇસક્રીમ મીક્ષ કરીને આપશે ચોકલેટ ટૂન ટૂન

સાદી આઇસક્રીમમાં તમારે ફરાળી આઇસક્રીમ જોઈએ તો ફરાળી આઇસક્રીમ પણ આપવામાં આવશે ફેમિલી પેક જો નાના છોકરા હાટુ કોન છે જો આ બધું તમારે લેવું હોય તો બીજી જો તમારે કિલોમાં લેવો હોય તો પછી અમે તમને ત્રણ કિલો ઓછામાં ઓછું ત્રણ કિલો આપવામાં આવશે તો ત્રણ કિલો પ્રમાણે અમાર ડિસકાઉન્ટ રેટથી ઉપર બે કિલો ફ્રીમાં આપવામાં આવશે એટલે તમારે કિલો પર તમને પડે આપણે પાંચસો રૂપિયા કિલો પડે પણ તમે પંદરસો રૂપિયામાં તમને આવશે ટોટલ પાંચ કિલો એ અમારું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે એ અમે સાઈરામ વાળા જ આપીએ છે કોકો શેક તમારે લેવો હોય તો એક લિટરે સો રૂપિયા છે તમારે કેટલા લિટર દસ લિટર દસ જણ છે તો દસ જણા માટે તમારે પાંચ લિટર જોઈશે હા તો તમે તમે મને ડન ના ના તમારે આઇસક્રીમ બિલકુલ નહીં ઓગળે તમને અમે બરફ બી પ્રોવાઇડ કરીશું તમારે આઇસક્રીમ એકદમ સરસ રીતે પહોંચી જશે તમારે ઘરે અને તમે મા તમે બધા માણીને ખાઈ શકશો થેન્ક યૂ